યોગ કે જેનો મતલબ થાય છે આપણી અંદર સમાનતા લાવવી યોગ એવી વસ્તુ નથી કે જે આ ઉંમરનાં વ્યક્તિ કરે કે આટલી ક્ષમતાવાળા વ્યક્તિ કરે ના યોગ છે એ પ્રત્યેક ઉંમરનાં વ્યક્તિ કરી શકે છે પ્રત્યેક ક્ષમતાવાળાં વ્યક્તિ કરી શકે છે યોગ કરવાથી ઘણા ફાયદા થાય છે આપણા વેદો આપણા પુરાણો આપણા ઋષિ મુનિઓ પ્રત્યેક એ જણાવેલું છે કે યોગ છે તે મનુષ્ય માટે શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે ફાયદાકારક છે આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે સવારનાં પહોરમાં વહેલું ઉઠી યોગ કરવા ધ્યાન કરવું એ દિવસની જરૂરિયાતની વસ્તુ રાખવી જોઈએ જેમ કે આપણે રોજ જમીએ છીએ રોજ સુઈએ છીએ રોજની આપણી પ્રક્રિયા કરીએ છીએ એવી જ રીતે યોગને આપણે આપણાં જીવનની અંદર એવી રીતે ઉતારવાનો છે કે જે રોજની પ્રક્રિયા બની જાય એક દિવસ પણ મુકાઇ જાય તો આપણને એનાં વગર સારું ન લાગે તો યોગ છે એ આપણાં જીવનનો અભિન્ન અંગ હતો પહેલાં અત્યારે આપણે વેસ્ટોર્ન કલ્ચરને લીધે આપણી અંદર જે બદલાવ આવેલા છે આપણી જે પાછલાં વર્ષોથી અમુક વર્ષોથી જે આપણી અંદર ચેન્જીસ આવ્યા છે એનાં લીધે આપણે યોગને ક્યાંક ને ક્યાંક મૂકી દીધી છે આપણી જીવનશૈલી બદલાએલી છે અને જેનાં લીધે આપણી ઉપર એની ખરાબ અસર થઈ છે આપણે યોગ કરવાનું ભૂલી ચૂક્યાં છીએ આપણે યોગ કરવા જોઈએ આપણને ખબર હોય છે કે આપણે યોગ કરવાના છે પણ આપણી અંદર એવું કંઇક છે કે જે આપણને રોકી લે છે અત્યારે આપણે જોઈએ છીએ કે માણસની અંદર જે દ્રઢતા હોવી જોઈએ એ અત્યારે નથી અને એનાં લીધે છે તે સવારે વહેલા નથી ઉઠી શકતા અને યોગ અને ધ્યાન નથી કરી શકતા યોગ ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે મન વચન અને કર્મ જો આ ત્રણે ત્રણને એકસાથે લાવવાં હોય તો આપણે યોગ અને ધ્યાન કરવું ફરજિયાત છે આપણે યોગ વિષે વધારે ઊંડાણમાં જાણવું હોય તો એનાં માટે આપણે આપણા જે વેદો છે પુરાણો છે જે આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે જે આપણાં અત્યારે દાદા દાદી પણ કહે છે કે તમારે આ વસ્તુ કરવી જોઈએ આ વસ્તુ ન કરવી જોઈએ તો એ વસ્તુ આપણે સમજવી જોઈએ યોગનાં ઘણા બધા ફાયદા છે અત્યારે આયુર્વેદમાં કહેલું છે કે તમે તમારી આ નવ્વાણું ટકા જે દર્દીઓ છે કે જે લોકોને જૂના રોગો હોય છે જે લોકો નથી એને નથી કરી શકતાં એને નથી જીતી શકતાં કે નથી એ લોકોને સારું થતું તો ત્યારે એ લોકોને યોગ કરવાની જરૂરત છે યોગ એ એ વસ્તુ છે કે જે આપણને આપણી માંદગીમાંથી સાદગી તરફ લઈ જાય છે યોગ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે જેમ કે હું મારી રિયલ લાઇફનો જ એક કિસ્સો કહીશ કે જેમાં એક બહેન હતાં એને કોઢ હતી કોઢ એટલે આપણે જાણીએ છીએ કે જે સફેદ કલરનાં ડાઘ નીકળે છે એ પણ એણે શુ કીધું કે મેં યોગ અને ધ્યાન ઉપર એટલું ફોકસ કર્યું કે એને અમુક વર્ષોની અંદર સારું થઈ ગયું ઝબકી એને જેટલાં ડોક્ટર પાસે ગયાં હતાં એણે પણ એમ કીધું કે તમને આ વસ્તુ સારી નહીં થાય પણ એમને સારું થઈ ગયું ખાલી યોગ અને ધ્યાનને લીધે તો આપણે વિચારી શકીએ છીએ કે યોગ અને ધ્યાન આપણું કેટલું કેટલું આપણાં માટે ફાયદાકારક છે આપણને તો આપણાં દાદા દાદી એટલું પણ કહી ગયાં છે કે આપણી જે થૂંક હોય છે જે સવારનાં સમયે જે થૂંક હોય છે મોઢામાંથી આપણે બધાં એને ખરાબ સમજીએ છીએ હકીકતમાં જો એ જ થૂંક આપણે આંખમાં નાખીએ તો આપણી આંખોનાં જે નંબર હોય છે જેને ચશ્મા હોય છે એ લોકોને સારું થઈ જાય છે અરે આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે કોઈ ગાય કૂતરું હોય કે પછી કોઇ બી પ્રાણી હોય જંગલી હોય કે પાલતું હોય એ લોકોને જ્યારે કંઇ વસ્તુ લાગેલી હોય તો એ એને એનાં ઘાવ ઉપર છે એ આપણે જોતાં હોય કે એ લોકો ચાટતાં હોય છે એ લોકો શા માટે ચાટતાં હોય છે પોતાનાં ઘાવને કેમ કે આપણાં થૂંકની અંદર એવાં બધાં રોગપ્રતિકારક શક્તિ રહેલી છે કે જે આપણને રોગથી બચાવે છે અને એટલાં માટે આપણા યોગ છે કે ધ્યાન છે કે એવી ઘણી બધી આપણને ટેક્નિકસ આપવમાં આવેલી છે કે જેનો આપણે ઉપયોગ કરી અને આપણે આપણી જાતને વધારે સશક્ત કરી શકીએ છીએ આપણી ક્ષમતા વધારી શકીએ છીએ આના માટે યોગ કરવા માટે કોઈ ઉંમર નથી આપણી આપણે કોઇ બી ઉંમરનાં વ્યક્તિ છે તે કરી શકીએ છીએ જ્યારથી આપને સમજમાં આવે કે યોગ આપણાં માટે બનેલું છે જ્યારથી આપને સમજમાં આવે કે આપણે યોગ કરવા જોઈએ તો ત્યારથી આપણે યોગ છે તે કરવાનાં શરૂઆત કરવાં જોઈએ જ્યારથી દિવસ ઊગે ત્યારથી શરૂઆત એવું માની અને જેટલું પણ આપણને સમય મળે તો આપણે યોગ અને ધ્યાન ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી કરી ને આપણી રોગપ્રતિકારક શક્તિ વધે અને આ ઉપરાંત આપણી ક્ષમતામાં પણ વધારો થાય આપણે માનસિક રીતે જે થાકી જઈએ છીએ તે આપણે ઓછાં થાકીએ